રમતગમતમાં પ્રોત્સાહિત આપવા માટે દરેક ખેલાડીઓને પ્રોત્સાહન મળવું જોઈએ કહેવત છે ને કે દરેક ગેમની અંદર તમે ગમે તેટલું સારું રમતા હોવ પણ તમારો એક ગોડફાધર હોવો જરૂરી છે મારો કિસ્સો આપું મારા ઘરમાં મારો મોટો દીકરો આજે રણજી ટ્રોફીની લેવલ પર પહોંચ્યો ગુજરાતમાંથી રમ્યો પરંતુ તમને તમને આગાઉ કહ્યું તે પ્રમાણે દરેક ગેમમાં ગોડફાધર હોવો જોઈએ કે જેનો હાથ પકડી શકે મારો દિકરો ક્રિકેટની અંદર પોતાની ટેલેન્ટથી આ રણજી ટ્રોફી સુધી પહોંચ્યો પરંતુ ત્યાર બાદ ગેમ જ કંઈ આખી જીવનમાં અગત્યની નથી તમારું ભણતર તમારું એજ્યુકેશન પણ એ બહું જ અગત્યનું છે એટલે એણે એ ક્રિકેટ પર પૂર્ણવિરામ મૂકી અને પોતાની જે ડિગ્રી હાસિલ કરવાની હતી એમએનડબલ્યુ એમબીએ એચઆર તે કર્યું આ એક મારો અનુભવ છે એ મેં અત્રેથી પ્રસ્તુત કર્યો છે